સાંસ્કૃતિક પ્રથા છે કે આપણે પૂજા દરમિયાન ચોખ્ખા ઘીનો દીવો કરીએ છીએ અગરબત્તી કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ